યુટ્યુબમાં અલગ અલગ ચેનલ જોવા માટે અને શીખવા માટે આપણને જોવા મળે છે જેમકે મારેકંઈ નવું નવું શીખવું છે જેમકે મારે રસોઈ શી રસોઈ નથી બનાવતા આવડતી તો મારે રસોઈ શીખવી છે તો એના માટેની અલગ અલગ યુટ્યુબ છે અ જેમકે ધાર્મીસ કિચન ધાર્મીસ કિચન યુટ્યુબ ચેનલ હું જોઉં છું જેમાં અલગ અલગ ડેઈલી રસોઈ જે એમાં બનાવતા હોય છે અને એ સ્ટેપ બાય સ્ટેપ આપણને શિખવાડે છે કે એ કઈ રીતે વસ્તુ બનાવવી જેથી કરીને જેને રસોઈ બનાવતા નથી આવડતી તે ઇઝીલી યુટ્યુબ ચેનલમાંથી જોઈને શીખી શકે છે આ તો થયું રસોઈનું પણ એના સિવાય તમને સપોઝ કે કોઈ ઇલેક્ટ્રિક વસ્તુઓ છે જે ઘરે બગડી ગયેલી છે અને તમારે રિપેર કરવી છે બરાબર તો એના માટેની પણ ચેનલ અવેલેબલ છે કે તમે એમાં સર્ચ કરો કે મારે હાઉ કઈ રીતે મિક્સ્ચર છે એ રિપેર કરવું છે તો તમે એમાં સ્ટેપ બાય સ્ટેપ જોઈને તમે શીખી શકો છો કાં તો મારે એ બી શીખવું છે કે કોમ્પ્યુટર મારે કઈ રીતે ચલાવવું છે કે મારે કઈ નવું નવું સ્ટડી રિલેટેડ ભણવા માટે કંઈક નવું શીખવું છે મારે નવું નવું ભણવાનું કે કંઈપણ તો ભણવા માટેની અલગ અલગ ચેનલ યુટ્યુબમાં આપેલી છે જેમકે સ્ટાન્ડર્ડ વાઈઝ હોય છે ફર્સ્ટ સ્ટાન્ડર્ડની બુક પણ અવેલેબલ હોય છે કે કોઈપણ એક ટોપિક તમે સર્ચ કરોને યુટ્યુબમાં તો તમને એના માટેની વીડિયોઝ તમને એમાં જોવા મળે છે કે એડિશન છે સરવાળા બાદબાકી ભાગાકાર આ ગણિતના કોઈપણ અઘરા સવાલો તમે યુટ્યુબમાં સર્ચ કરો તો તમને એના જવાબ મળી જાય છે ઇઝીલી અને સપોઝ કે મારે કમ્પ્યુટર કમ્પ્યુટર ચલાવતા મને નથી આવડતું તો હું એમાં સર્ચ કરું કે કે એક્સેલ ફાઈલ મારે કઈ રીતે બનાવી છે કે મારો મારો ડેટા છે એ એમાં કઈ રીતે એન્ટર કરવો છે તો એ તમે ઇઝીલી યુટ્યુબ ચેનલમાં સર્ચ કરીને શીખી શકો છો બીજું કે મારે એન્ટરટેઈન એન્ટરટેઈન માટેનું ઘણું બધું યુટ્યુબમાં જોવા મળે છે સપોઝ કે મારે ડાન્સ શીખવો છે કાં તો ડાન્સના કોઈ વીડિયો જોવા છે તો હું ઇઝીલી એમાં જોઈ શકું છું હું વી ચેન અને અડ્ડા અડ્ડા આ બે ચેનલ હું જોઉં છું ડાન્સ અડ્ડાની એમાં મને ઘણા ઘણા સ્ટેપ શીખવા મળે છે કે અલગ અલગ ડાન્સના ટાઈપ છે એ શીખવા મળે છે હું કથક પણ એમાં શીખું છું અને બોલીવુડ ડાન્સ પણ એમાંથી શીખું છું યુટ્યુબ ચેનલ જોઈને અને ઇઝીલી આપણે ગમે ત્યાં એનીવેર શીખી શકીએ છીએ મોબાઈલમાં આપણે યા તો ફીર કમ્પ્યુટરમાં આપણે યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરી એમાં સર્ચ કરી નેટ ઈન્ટરનેટ થ્રૂ તો એમાં આપડે અલગ અલગ જોઈ શકીએ છીએ અને બીજું કે સપોઝ કે મારા કિડ્સ કીડ માટે પણ અત્યારે તમને યુટ્યુબ કિડ્સ મોબાઈલમાં એપ્લિકેશન જે જોવા મળે છે જેનાથી તમે કાર્ટૂન છે કે અલગ અલગ ભણવા માટેની નાના છોકરાઓને ચેનલ એ આવે છે કાં તો પછી રાઇમ્સ છે ગુજરાતી રાઇમ્સ બરાબર બાળગીત જેને આપણે બાળગીત કહીએ છીએ બાળગીત છોકરાંઓને સંભળાવવા માટે પણ એ યુટ્યુબ કિડ્સમાં તમને જોવા મળે છે કાં તો અલગ અલગ ગેમ પણ એમાં તમને યુટ્યુબમાં જોવા મળે છે જે છોકરાંઓને એ આપણે ઘણું બધું યુટ્યુબ કિડ્સથી આપણે એને શીખવાડી શકીએ છીએ ખાલી એવું જ નથી કે મોબાઈલનો યુઝ એવો પણ થાય યુટ્યુબ કિડ્સનો યુઝ કરીને આપણે છોકરાંઓને ઘણી બધી વસ્તુઓ ઇઝીલી આસાનીથી આપણે શીખવાડી શકીએ છીએ બીજું કે અ એમાં અલગ અલગ પ્રોગ્રામ્સ જેમકે મંડળી છે ક્યાંય ચાલતી હોય ગુજરાત મારા સપોઝ કે મારા સાસુ સસરાને કંઈ જોવું છે યુટ્યુબમાં અને હું એને ટીવી સાથે કનેક્ટ કરી દઉં તો ઇઝીલી ટીવીમાં એ યુટ્યુબ ચેનલ્સ સ્ટાર્ટ કરી દઉં ચાલુ કરી દઉં તો એ એમાં ભજન સાંભળી શકે છે યા તો ક્યાંય લાઈવ લાઈવ ક્યાંય ચાલતું હોય છે કે ઓકે હા અત્યારે યુટ્યુબમાં લાઈવ ચેનલ પણ જોવા મળે છે કે લાઈવ ક્યાંય પણ ભજન ચાલતા હોય કાં તો પછી કંઈ પૂજા પાઠ છે યા તો સપ્તાહ છે કે કોઈ મંદિરની મંદિરની આરતી થતી હોય તે તમે યુટ્યુબમાં ઇઝીલી જોઈ શકો છો તમારે ત્યાં જવાની કંઈ જરૂર નથી તમે ત્યાં જઈ શકો એમ નથી તો તમે ઘર બેઠા ત્યાંની આરતી માણી શકો છો યા તો કોઈ ભજન પણ સાંભળી શકો છો કાં તો ભગવાનના ગીત છે આરતી છે બરાબર એ બધા તમે યુટ્યુબમાંથી મળી જશે જે આપણને મોટાને પણ ઇઝી થશે પણ સપોઝ કે મારે કંઈપણ બીજું સર્ચ કરવું છે કે સાંભળવું છે ગીત નવા નવા સાંભળવા છે મૂવી જોવા છે તો એના માટેની અલગ અલગ ચેનલ તમને યુટ્યુબમાં જોવા મળે છે સપોઝ કે મારે દિવાળી આવે છે તો એમાં એના માટે કંઈક નવું શીખવું છે આર્ટ એન્ડ ક્રાફ્ટ છે કંઈ ડેકોરેશન કરવું છે મારે ઘરનું ડેકોરેશન કરવું છે તો એના માટેની પણ ચેનલ અવેલેબલ છે કે હાઉ ટુ ડેકોરેટ યોર રૂમ હાઉ ટુ ઈનોવેટ કે કઈ રીતે શણગારવો છે તમારો રૂમ તો એના માટેની પણ ચેનલ આ ઇઝીલી તમને જોવા મળે છે ગણપતિ છે ગણપતિનું સેલિબ્રેશન છે કે દિવાળીનું છે તો એના માટે મારે કંઈક નવું નવું કંઈક બનાવીને શણગારવું છે રૂમ યા તો મંદિર શણગારવું છે ઘર શણગારવું છે તો એના માટે તમને યુટ્યુબમાં ઘણી બધી ચેનલ જોવા મળે છે જેનો યુઝ કરીને તમે તમારા આઈડિયા એક્સપ્લોર કે આઈડિયા તમે આઈડીયાથી તમે બધી વસ્તુ બનાવી અને તમારું ઘર ડેકોરેટ કરી શકો છો મને રંગોળી કરવી છે દિવાળી ઉપર તો રંગોળી પણ તમને જોવા મળે છે યુટ્યુબ ચેનલ પર બીજું યુટ્યુબનો યુઝ ભણવા માટે રસોઈ બનાવવા માટે પછી ક્યાંય જતાં હોય તો આપણે ઓકે નવા નવા અત્યારે તો યુટ્યુબમાં ક્યાંય સપોઝ કે આપણે નવું ક્યાંય ફરવા જવું છે ને આપણે ખબર નથી કે ત્યાં ક્યાં ક્યાં કઈ કઈ એવી જગ્યા છે કે જે ફરવાલાયક છે તો એ એ શોધવા માટે પણ તમને યા તો એ જોવા માટે પણ તમને યુટ્યુબનો યુઝ કરી શકો છો ઓકે કે સપોઝ કે મારે અહીંયા રાજકોટથી મુંબઈ ફરવા જવું છે તો મુંબઈમાં એવી કઈ કઈ જગ્યા છે કે સાઉથમાં એવી કઈ કઈ જગ્યા છે કે ગુજરાતમાં એવા કઈ કઈ જગ્યા છે સ્થાનિક ક્યા એવા સ્થાનિક છે જગ્યા છે કે જે ફરવાલાયક છે સપોઝ કે ગોંડલ છે ત્યાં મંદિર છે બરાબર એ કેટલું રાજકોટથી કેટલું થાય છે અત્યારે વ્લોગ યુટ્યુબમાં વ્લોગ્સ આવે છે યુટ્યુબ વ્લોગ્સ જેમાં બધા લોકો પોતાનો ડેઈલી રૂટિન શેયર કરતાં હોય છે કાં તો ક્યાંય ફરવા ગયા હોય છે કે આ જગ્યા છે આ જગ્યામાં આ વસ્તુ છે આ જે પ્રસિદ્ધ વસ્તુ મળે છે પ્રસિદ્ધ ખાવાની વસ્તુ છે કે પ્રસિદ્ધ જગ્યા છે એ તમને ત્યાં યુટ્યુબ વ્લોગમાં તમને બતાવે છે કે એની આ આ જગ્યા આ જગ્યામાં જવા જેવું છે કે નહીં એ બી તમને અત્યારે ઇઝીલી યુટ્યુબમાં જોવા મળે છે અને બીજું કે અત્યારે વ્લોગ્સ થ્રૂ બધાંયની પર્સનલ લાઈફ પણ તમે જોઈ શકો છો સપોઝ કે પાયલ પાયલ મલિક છે રાઈટ એ એન એ પાયલ મલિક એની લાઈફ પણ અત્યારે એમાં તમને યુટ્યુબ વ્લોગ્સમાં જોવા મળે છે કે તમે આખા દિવસમાં તમે શું કરો છો સવારના ઊઠીને તમે ઊઠીને એક્સસાઈઝ કરો છો એક્સસાઈઝ કરીને તમે બહાર જાઓ છો જમવાનું બનાવો છો બધું ડેઈલી રૂટિન તમને એમાં જોવા મળે છે સપોઝ કે મારે યોગા કરવા છે તો યોગાના પણ યુટ્યુબ ચેનલ તમને જોવા મળે છે મારે યોગા કરવા છે પછી ઘણું બધું તમને એમાં જોવા મળે યુટ્યુબ ઇન તમને ટૂંકમાં કહું ને કે તમારે જે જે પણ તમને ન આવડતું હોય કાં તો જે પણ તમે શોધવા માંગો છો યુટ્યુબમાં સર્ચ કરોને તો તમને બધું જોવા મળે છે સપોઝ કે મારે સ્કૂલ છે સ્કૂલમાં નવું નવું ફંક્શન કરવું છે તો સ્કૂલમાં કઈ રીતે હું ફંક્શન કરું એનો પણ તમને વીડિયો જોવા મળે છે કોઈની બર્થડે પાર્ટી છે તો બર્થડે પાર્ટીનું ડેકોરેશનનો વીડિયો છે એ યુટ્યુબમાં તમને જોવા મળે છે કે કોઈપણ મારે વસ્તુ છે એ વસ્તુ મારે વેચવી છે કાં તો મને ક્યાંય વસ્તુ કંઈ નવી નવી ખરીદવી છે તો એ પણ એની પણ યુટ્યુબ ચેનલ તમને જોવા મળે છે ઈનશોર્ટ આખી જે દુનિયા છે એ તમને યુટ્યુબમાં જોવા મળી જાય છે જેથી કરીને તમારે ક્યાંય પહેલાં તો શું થતું કે આપણે બે ત્રણ વ્યક્તિઓને પૂછતાં હોય છે કે મારે આ જગ્યાએ જવું છે મારે આ કરવું છે તો હું શું કરું એના માટે આપણી પાસે કોઈ વિકલ્પ જ ન હતો કાં તો આપણે પૈસા ખર્ચવા પડતા હતા બરાબર પણ અત્યારે એવું નથી યુટ્યુબનો યુઝ કરીને તમે કોઈપણ વસ્તુ છે આ કંઈપણ શીખવા માટેની પ્રાઇઝ પણ તમે એમાં જાણી શકો છો કે આ વસ્તુ શીખવી છે તો એના માટે મારે શું કરવું ઘણાં બધાં વિકલ્પો તમને યુટ્યુબમાં જોવા મળી જાય છે ટૂંકમાં કહું ને તો યુટ્યુબમાં તમને આખી દુનિયા મળી જાય કે તમને જે પણ વસ્તુ ગોતવી છે એ તમને યુટ્યુબ ચેનલમાં મળી જાય છે